મેં મારા મોબાઈલના વોલેટનો ઉપયોગ કરી અને મોબાઈલના બિલની ચૂકવણી કરી છે અને ચૂકવણી થઈ ગઈ છે કે નહીં તે ચકાસવા માટે મેં તમારી વેબસાઈટ ઉપર થી લૉગિન કરી અને એ હું ચકાસું છું પણ મને અત્યારે એમાં કંઈ બતાવતા નથી તો મારો ટ્રાન્ઝેક્શન આઈડી છે એક શૂન્ય શૂન્ય બે પાંચ સાત ત્રણ ચાર આઠ શૂન્ય નવ બે એક અને મેં પેમેન્ટ મારું જે કર્યું હતું એ મારા એચડીએફસી બેન્કના યુપીઆઈ આઈડી પરથી કર્યું હતું અને મારા મોબાઈલના પાછળના છેલ્લાં ચાર અંકો છે પાંચ છ છ પાંચ અને મને ચકાસવા માટે કે મારું રિચાર્જ થઈ ગયું છે કે નહીં તે માટે મારે ચક ચકાસણી કરવી છે